સાઇકલ મોટર સાઇકલ ફોર વિલ ગાડી ટ્રક બસ એંબ્યુલેન્સ ઈનોવા સીનો ઈનોવા ઈનોવા ટ્રક આવી ગઈ બસ ઈનોવા પછી ટેમ્પો બુલેટ ટ્રેન